ઓડર કર્યો હતો પણ મારો ઓડર હજુ સુધી આવ્યો જ નથી અગિયાર વાગ્યે ઓડર કર્યો હતો બાર વાગ્યે ને વીસ મિનિટે આવવાનું હતું પણ હજુ સુધી મારો ઓડર મને મળ્યો નથી મારે ત્યાં પ્રસંગ હોવાથી મને સમયસર ઓડર જોઈતો હતો પણ હજુ સુધી મળ્યો જ નથી જમવાનું મેં દાળ ભાત શાક રોટલી પાપડ ગુલાબજાંબુ ઘણું બધું મગાવ્યું હતું પણ ઓડર જ સમય સુધી કે સમય પર ના મળે તો એ શું કામનું માણસ ક્યારે ઓડર કરે જ્યારે એની પાસે સમય ના હોય સમયસર એને વસ્તુ જોઈતી હોય એ સમયે જ એને ઓડર કરે હવે તમે સમયસર ઓડર નથી આપી રહ્યા કે નથી પહોંચાડી રહ્યા કે તમે જાણ પણ નથી કરી રહ્યા કે ક્યાં સુધીમાં મારો ઓડર આવશે અથવા તો ક્યારે તમે મોકલશો તમે હજુ શું કરી રહ્યા છો કશી જાણ કરતા નથી તો આવા સમયે અમારે શું સમજવાનું તમારે ઓડર સમય પર નથી કરી આપવો અથવા તો તમે નથી કરવા માટે સક્ષમ તો તમારે ઓડર લેવો જ ના જોઈએ અમે કેટલીક રાહ જોવાના તમે પહેલાં અમને ના પાડી હોત તો કદાચ અમે બીજી કશી જગ્યાએ ઓડર આપી દેતે પણ હવે તો તમે કેન્સલ પણ નથી કરી રહ્યા નથી રાખી રહ્યા કે નથી મોકલી રહ્યા તો અમારે શું સમજવાનું તમારે કંઇક તો જાણ કરવી જોઈએ અથવા તો તમારે ફોન કરીને કહેેવું તો જોઈએ ને કે તમે ઓડર મોકલશો અથવા તો મોડું થયું છે આમાં અમારે શું સમજવાનું બાળકોને ભૂખ લાગી છે મહેમાનો રાહ જુએ છે કેટલા બધા લોકો છે અને આટલો મોટો ઓડર છે તો એટલીસ તમારે ટાઈમની વેલ્યૂ તો રાખવી જોઈએ ને હવે શું કરવાનું